હું મારી બાઈકની સારી રીતે સંભાળ રાખું છું કારણ કે તે ખૂબ જ જરૂરી છે પેહલા તો બાઈકની સર્વિસિંગની તારીખ ધ્યાનમાં રાખીને સમયસર સર્વિસ કરાવું છું તેનાથી બાઈકના તમામ પાર્ટસ સારી રીતે કામ કરે છે અને તેને લાંબો સમય ટકાવી શકાય છે દરરોજ બાઈક વપરાતી હોય તો તે કચરાથી ગંદી થઈ જાય છે તેથી હું મારી બાઈકને નિયમિતપણે સાફ કરું છું ટાયરની હવામાં ઘટાડો ન થાય અને તે યોગ્ય દબાણમાં રહે તે પણ ધ્યાનમાં રાખું છું ક્યારેક લાંબા રસ્તા પર બાઈક ચલાવવાથી થાક લાગે છે યાત્રા લાંબી હોય તો ચાલકને થાક લાગે એ સ્વાભાવિક છે એટલે હું સમયાંતરે આરામ લઉં છું જ્યારે હું થાકી જઉં છું ત્યારે થોડીવાર રોકાઈને પાણી પીવું અને પાછો તાજો મહેસુસ કરું છું લાંબી મુસાફરીમાં સતર્ક અને પ્રેરિત રહેવું મહત્ત્વનું છે હું આગળનો રસ્તો બરાબર જોઉં છું ગતિ પર ધ્યાન રાખું છું અને શક્ય હોય ત્યારે થોડું મનોરંજન માટે સંગીત કે પોડકાસ્ટ સાંભળું છું જો જરૂરી સુરક્ષાને ધ્યાનમાં લઈ શકાય તો પ્રેરિત રહેવા માટે હું ગમતાં સ્થળો અને મંજિલનો વિચાર કરું છું કે જ્યાં પહોંચવાનો હું આતુર છું તે વિચાર ઊર્જાવાન રાખે છે અને યાત્રા ને વધુ રોમાંચક બનાવે છે